હેલો વ્રજભાઈ કેમ છો મજા મજામાં જણાવો સાહેબ શું કહો છો એવું છે હં હં

બરોબર હં હં હં હવે વ્રજભાઈ આપણે હં હં આપણે છે ને આપણે છે ને બસ જ ફેરવે છે આપણે જો ગાડી નથી અને કેવું હોય છે બસ આવે છે છપ્પન છપ્પન હ વ્યક્તિ બેસી શકે ને એટલી મોટી બસ આવે છે હં હં હા એ આવે પણ હા બસ એ હા વાંધો નહીં એ એ બી થઈ જશે પણ વ્રજભાઈ તમે તમારે મને બે દિવસ આપવા પડશે બે દિવસ પછી મારી ગાડી ફ્રી થાય એવું છે કારણ કે છે ને બે દિવસ બરોબર જેથી કે મારે કેવું છે કે આવનારા સિઝનમાં બે દિવસ પછીનો એક દિવસ ફ્રી છે પછી ફ્રી જ નથી એવું છે તો હવે બરોબર હું એવું કહેવા માંગતો હતો કે તમારા પરિવારમાં કેટલા લોકો આવવાના છે તો મને ખબર પડે આઠ જણા આવવાના છે બરોબર તો એમાં કેવું રહેશે કે પર પર્સન છે ને આપણાને હજાર રૂપિયાનો ખર્ચો આવશે તો ત તમને વાંધો નહિ આવે હં એવું છે એટલે આઠ એટલે આઠ હજાર આઠ હજાર રૂપિયા જવાના આઠ હજાર રૂપિયા આવવાના જેથી તમારે છે ને મિનિમમ છે ને તમારે મને એડવાન્સમાં દસ હજાર મને આપવા પડશે પછી છ હજાર હં એટલે છ હજાર તમારે ક્યારે આપવાના કે આખું ટ્રાવેલ તમારું શું કહેવાય ટ્રાવેલિંગ પૂરું થઈ જાય પછી એ એ બધું આવી ગયું એમાં એવું છે હં હં બરોબર હં જો આ જો તમે રેલવે સ્ટેશનથી ઉતરો ને એટલે મારો ડ્રાઇવર તમારી રાહ જોતો હશે બરોબર એટલે એ તમને છે ને તો તમારા મંદિરે લઈ જશે બે મંદિરે લઈ જશે ફેરવશે પછી પાછો આખા દિવસનું કરીને આખા દિવસનું કરીને તમે આવજો આખા દિવસમાં ફેરવશે પછી તમને પાછો રેલવે સ્ટેશન મૂકી જશે બરોબર એટલે ચા પાણી અને જમવાનું એની વ્યવસ્થા તમારે કરી આપવી પડશે બરોબર બરોબર સો ટકા સો ટકા હં

વાંધો નહિ ત તમે મને પેમેન્ટ મોકલી આપજો ને હં સો ટકા એ હા